ગરમી કેટલી વધી છે યાર ગરમીનું વાતાવરણ તો જો આ વખતે કેટલું સેલ્સિયસ પહોંચી ગયું પિસ્તાલીસ સુધીનું સેલ્સિયસ પહોંચી ગયું છે ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી જાય તે ગરમી જો છોકરાઓ બીમાર પડતા તે પડતા જાય છે ગરમી આ બહુ ગરમી ગુજરાતમાં બાર વર્ષ પછી આટલી બધી ગરમી પડી છે લાસ્ટ હવે જે વીક આવવાનું છે આવતી નેક્સ્ટ વીક એમાં તો ઓરેન્જ એલર્ટ આપેલું છે તમારું તાપમાન પ પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી પાર કરશે એવી ન્યુઝમાં મેં સાંભળ્યું હતું ગુજરાત ન્યુઝમાં આવેલું છે કે પિસ્તાલીસ ડિગ્રી તમારું તાપમાન અમદાવાદમાં પાર કરશે રહેતા હોય જે કામ ધંધે જતાં હોય એ લોકાને ગરમીમાં હાલત શું થસે ગરમીને તાપમાન જો આજે બાર છેતાલીસ છેતાલીસ ડિગ્રીમાં જે બાર ફરતા હશે એમના માટે તો કંઈ સરકારે પગલાં લેવા પડશે